હું મારા બાઈકની સંભાળ નાના બાળકની જેમ રાખું છું તેની હું નિયમિત રીતે એની સર્વિસ કરાવું છું અને તેને વ્યવસ્થિત રીતે એને દરરોજ સાફ પણ કરું છું મને બાઈક પર ફરવું અત્યંત સારું લાગે છે મને બાઈક પર બિલકુલ થાક નથી લાગતી મને ખાસ કરીને બાઈક પર જ જવું વધારે પસંદ છે અને હું જ્યારે જ્યારે મારે બહાર જવું હોય છે ત્યારે પણ હું બાઈક જ નો બાઈકનો જ ઉપયોગ કરું છું લાંબા માર્ગે હું નીકળું જ ત્યારે હું મારે બિલકુલ મને જરા પણ એટલે બાઈકના લીધે મને બિલકુલ ડર નથી લાગતી હું મારી સાથે હંમેશા હેલ્મેટ રાખું છું અને મારે જ જ્યારે જ હાઈવે પર હોઉ છું ત્યારે હું જ હંમેશાં સતર્ક રહું છું એવી રીતે હું બાઈક ચલાવતી રહું છું એમાં અત્યંત મને આનંદ આવે છે મને આ આ આ જે વિકલ જે છે તે બાઈક મને અત્યંત પસંદ છે તેના વગર હું મને લાગે છે કે મારૂં જીવન છે ને અધૂરું છે